આ પ્રશ્નના જવાબમાં હું હા કહું છું કે જૂની પેઢીઓ વધુ ધાર્મિક હતી કેમ તો કહે એ લોકોમાં ગામડાની અંદર માતાપિતા ભાઈ બહેન ભાભી ભાઈ ભાભી બધાં ભેગાં રહેતાં હતાં બહેનો હકની સાથે રહેતી હતી અને આ લોકોમાં અત્યારે ગામમાં ઘણું સરસ મંદિર હોય છે એ મંદિરમાં બધાં ભેગા થતાં હતાં અને કથા પૂજા પણ કરતા હતા ભજનમંડળ પણ ચલાવતા હતા અને ધાર્મિક રહેતા હતા તદ્ઉપરાંતમાં જૂની પેઢી જે છે એ થોડીક અંધ શ્રદ્ધામાં રહેતી હતી કે તે અંધશ્રદ્ધાના હિસાબે એ લોકોનાં સારા એવાં કામ કરતા હતા સારા એવાં કામ થતાં હતા અને બીજું એ કે જૂની પેઢીની અંદર જે જૂના જમાનાના માણસોનાં અંદર એકબીજાના આડોશી પાડોશી મહોલ્લામાં ગામડામાં વ્યવહાર વિસ્તાર બધું વ્યવસ્થિત રહેતો હતો સારી રીતે બોલ ચાલ રહેતી હતી અને એકબીજાને આ કોઈ પણ મુસીબતોની અંદર એકબીજાને મદદ કરતા હતા હા થોડો અંધ વિશ્વાસ રહેતો હતો પણ તે અંધ વિશ્વાસની અંદર એવાં કોઈક એવાં કામ કરતાં હતાં કે તેની અંદર તેને વિશ્વાસ રહેતો હતો કે તે તેની શ્રદ્ધાથી તેનું કામ કરતાં હતાં આજની નવી પેઢીની અંદર નવી પેઢીઓમાં કોઈપણ જાતના લોકો છોકરાઓ કે જુવાનો કોઈ અંધવિશ્વાસ રાખતા નથી સીધી એક ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરે છે પૂજા પાઠ પણ કરતા નથી અને ભગવાનનું નામ પણ દેતા નથી નવી પેઢી અત્યારની નવી પેઢી બિલકુલ વેસ્ટર્ન લાઈફ કલ્ચરમાં વધારે ફેરવાઈ છે વેસ્ટર્ન લાઇફ એટલે શોખીનોમાં એકબીજાને જોઈને કે આણે આ કર્યું છે તે મારે આ કરવું જોઈએ આણે આ કર્યું છે તો મારે આ કરવું જોઈએ એવી રીતના વિચારો એ લોકો કરતા હોય છે પ્લસ એમાં પણ વ્યક્તિઓ છે અંદર કે પોતાની મા બાપનાં સંસ્કાર કે ભાઈ ભાભીનાં કે બેન બેનેવીનાં સારા સંસ્કારો મળવાથી જેથી વ્યક્તિઓ પોતાના મંદિરે જાય છે પૂજાપાઠ કરતા હોય છે ભગવાનને યાદ કરતા હોય છે જેમ જૂના જમાનામાં પણ જમવા પહેલાં ભગવાનને યાદ કરતા હતા તે જ પ્રમાણે અત્યારે અમુકમાં જમવાનું રહે છે અને બીજું વધારામાં અત્યારની નવી પેઢોમાં ખાસ કરીને તો કલ્ચર એ લોકોનું બદલાઈ ગયું છે અને ક્લબમાં જતી હોય તે વેસ્ટર્ન લાઈફ જીવતા હોય છે અને વર્ષની અંદર ગમે એટલા પૈસા બગાડે છે પણ તે બધું ફાયદાહીન હોય છે છોકરાઓને ભણવા માટે બી એ લોકો મોકલતા હતા પણ છોકરાઓ બગડતા હોય છે એક ગામ છોડીને બીજે શહેરમાં જતા હોય છે જેમ કે રાજકોટ છોડીને એ લોકો જતા હોય છે બોમ્બે તો બોમ્બેની અંદર કલ્ચર એ જ પ્રકારનો હોવાથી છોકરા બગડતા હોય છે અને એ હિસાબે ત્યાંના છોકરાઓનું ભણતર પણ બરાબર થતું નથી અને ઘરનાં સંસ્કારના ઉપરથી એ લોકોને નવી પેઢીઓને ઘરનાં સંસ્કાર મળવાથી એ સંસ્કારોથી ઊંચા કામ કરતા હોય છે અને ધાર્મિક છે કે એ લોકો પોતાનો ઘરનો પોતાને પૂજાપાઠ કરતા હોય છે મંદિરે જતા હોય છે એક બીજાને માળા જપતા હોય છે અને ભગવાનનું નામ દેતા હોય છે નવી પેઢીઓમાં આટલો ફેરફાર થાય છે જૂની પેઢીઓ જે છે તે ખરેખર અતિ અતિ ઉત્તંડ હતી અને તે એકદમ સરસમાં આવતી કે જેના હિસાબે આજને માં બી નવી પેઢીઓ જૂના જમાનાના જે માણસો છે એમને ઘણી રીતે સારી રીતે ઓળખે છે કે જેઓનો વિચાર કરે છે કે ના ખરેખર જૂની પેઢીઓ સારી હતી અત્યારના નવું કલ્ચરના હિસાબે છોકરાઓ બગડતા જાય છે ભણતા નથી બરાબર નોકરી જતા નથી ખોટી આડી લાઈને ચાલી જાય છે અને છોકરાનાં મા બાપને સાંભળવું પડે છે એ વસ્તુ ગલત છે એ થવી ના જોઈએ બંને ત્યાં સુધી જેટલું બને ત્યાં સુધી ભગવાનનું નામ દો તો ઘણો ઘણો આભાર રહે છે એ વિશેષમાં કહીએ તો આજની પેઢીઓ વધારે પડતી નશાઓમાં ઘૂસી ગયેલી છે આજના એક પાડોશીને ત્યાં નશા જતો હોય તો તે પહેલાં બીજાને ભલાવે ને ત્યાં નશાઓ ચડાવે નશાના હિસાબે બરબાદીનું નિશાન આવે છે છતાં પણ તે લોકો સમજતા નથી વડીલ લોકો સમજાવતા હોય છતાં પણ સમજતા નથી નથી દેતા ભગવાનનું નામ કે નથી દેતા જમતી વખતે ભગવાનનું નામ બસ અમે ભલા અમે અમારી રાય ભલી